સમાજમાં નાગરિકની સુરક્ષા માટે વિચારીએ તો અત્યારે તો આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે એ કાયદામાં ઘણો બધો સુધારો લાવી રાખે પણ જનરલી આપણે જોઈએ તો આપણા અંદર પોતે તમે જુઓ તો છોકરીઓ તે કોલેજમાં ભણવા જાય છે એ લોકો સમજતી નથી અને છોકરા છોકરીઓ ભેગા મળે છે પછી એને બરબાદ કરી નાંખે છે રેપ કરે છે આવા તો ઘણા કિસ્સા પેપરમાં સમાજમાં જોવા મળે છે આપણને પછી છોકરીઓ પછતાય તો શું કામનું કોલેજમાં ભણતી છોકરીઓના આવા કિસ્સાઓ ઘણા બને છે બીજું તમે જોવો તો અત્યારે જનરલી તમે દેશની અંદર જુઓ તો વક્ફ બોર્ડનું મુસલમાન લોકોનું જોર બહુ વધી રહ્યું છે મુસલમાન લોકો આપણને ઘણા ટોર્ચર કરી રહ્યા પણ એક સમય એવો આવશે કે મુસલમાન રાજ કરશે આપણે જો નહીં સુધરીએ સમાજની અંદર આપણે અંદરો અંદર ઝઘડતા રહીએ છીએ હું હિન્દુ છું અને હું આ ધર્મને માનું છું હું આ ધર્મને માનું છું હું આ ધર્મને માનું આપણે એક બીજા અંદરો અંદર લડી રહ્યાં છીએ જેથી કરીને આપણે એકબીજાને સંપ નથી અને આપણે આગળ આવી શકતા નથી એના લીધે બીજા દેશવાળા મુસલમાન લોકો જે લોકો છે એ આવીને ફાયદો ઉઠાવી જાય છે એ લોકોમાં સંપ ઘણો છે અલ્લાહ એટલે અલ્લાહ જ આપણે તો શું છે હનુમાનજીને અલગ માને કોઈ ગણપતિને માને કોઈ શંકરને માને કોઈ માતાજીને માને આવી રીતે બધા અલગ અલગ માનતા હોય છે એમાં જ આપણે અંદરો અંદર લડીને કપાઈ જઈએ છીએ માટે આ એક સુધારો કરવાની જરૂર છે અને દેશમાં ગુનાખોરી તો દિવસે દિવસે વધે અત્યારે એજ્યુકેશન આટલું વધી ગયું છે લોકોની અંદર સમજણ એટલી બધી વધી ગઈ છે લોકો એજ્યુકેટેડ માણસો છે છતા પણ નથી સમજતા કે પોતાની બેન દીકરીઓને એકલા બજારમાં ન મોકલવા જોઈએ સ્કૂલે પણ એ રીતે ન મોકલવા જોઈએ ઘણું બધું છે આની અંદર પણ માં બાપ અત્યારે શું છે બાળકોને મોબાઈલ આપે છે મોબાઇલમાં જોઈને બધું ઘણા ઘણા ક્વેશ્ચન એમાં આવે છે કે એ જોઈને એ લોકો ખરાબ રસ્તે ચડી જાય છે પછી આવીને ઘરે આવીને પસ્તાય છે કે મને આના આ લોકોએ મારા ઉપર આ રીતે રેપ કર્યો પછી આપણા કાયદા એવા નથી કે આપણે એના ફાંસી આપી દઈએ કે એને તાત્કાલિક સજા કરવી જોઈએ એવા કોઈ કાયદા હજુ છે નહીં પણ ધીરે ધીરે કાયદા આપણે અમલમાં આવે તો બહુ સારું છે કે તાત્કાલિક બદલો મળવો જોઈએ પાકિસ્તાનમાં આવા કાયદા છે ખૂન કા બદલા ખૂન કોઈએ કંઈ કર્યું હોય તો સીધા એના હાથ કાપી નાખે ચોરી કરી હોય તો બરોબર આવા બધું ઘણું સુધારો કરવાની જરૂર છે